મારો એક ફ્રેન્ડ છે રમૂજી એ બી આવી એક્ટિવિટીમાં બહુ ઈચ્છા ધરાવે એ એક વખત મને યાદ આવે ને એટલે જ્યારે જ્યારે બી મને યાદ આવે ત્યારે મને ખૂબ જ હસવું આવે હું ત્યાંને ત્યાં હસવા માંડુ કેમ કે એ એક વખત દોડતો હતો અને દોડતા દોડતા એનું જે એણે લેંઘો પહેર્યો હતો અને એનું નાડું જે છે ને અટકી ગયું હતું તો કશીક વસ્તુ હતી ને તો એમાં આવી ગયું ને નાડું તો એ ઉતરી ગયું અને મને જે હસવું આવ્યું જે સીન હતો કેમકે આજુબાજુ બી પબ્લિક હતી અને કોઈએ મને હસવું આવ્યું અને એ આજ દી સુધી મને યાદ છે એ જ્યારે બી ભાઈબંધ મને મળે એનું નામ મિથિલેશ છે એ આજે બી જ્યારે મને મળે એટલે અમે એને ચીડાવીએ ચડ્ડી ચોર ચડ્ડી ચોર કરીને ચીડાવીએ અને ખૂબ જ એ આ હજી બી યાદ આવે જ્યારે બી એ પલ યાદ કરે એટલે આમ મગજમાં એ જગ્યા યાદ આવી જાય કે હા આવું થયું હતું ને આવું જે બી એ ભાઈ બધા બધા ભાઈબંધોને એને ચીડાવીએ અને એ બહુ જ હસમુખ માણસ છે એટલે જેથી તે દિલ ઉપર લે નહીં ને એ રમૂજી માણસ બી કેમકે દોડવામાં એ એટલો ફાસ્ટ બી એટલો છે એમ કે જો દોડવા આવે તો બધાના ભૂક્કા બોલાવી દે એવો એમ એટલે આ મારૂં મંતવ્ય છે જે મેં તમારી જોડે શેર કર્યું